હુ નવું ચિત્ર બનાવું છું ત્યારે તો એમાં એવું હોય છે કે મને જે ચિત્ર બનાવવું હોય એ પહેલે હું મારા મગજમાં જ વિચારી લઉં છું કે હું આ ચિત્ર બનાવીશ એમાં આ વસ્તુ કરીશ તો એ કેવી રીતે થશે તો મને નાનપણથી જ કાર્ટુન ને એનિમેશનમાં વધારે રસ રહ્યો છે તો મને જે એવા કેરેક્ટર્સ આવે ને કાર્ટુન ને એનિમેશનમાં મને એવા કેરેક્ટર્સ બનાવવાનું બહુ મન થાય ને એ કેરેક્ટર્સથી મને અલગ જ લગાવ છે તો હું એ કેરેક્ટર્સ બનાવવાનું પ્રયાસ કરું છું ત્યારે હું મારા મગજમાં વિચારું છું કે જ્યારે કોઈ વાંદરો અને કોઈ માણસ હોય એ બેનું આપણે મિશ્ર કરવું હોય તો કેવું ચરિત્ર તૈયાર થશે તો હું વિચારું છું કે આપણે જો વાંદરો અને આપણે માણસનુ મિશ્ર બનાવવું હોય તો હું મગજમાં વિચાર કરું છું કે આપણે માણસને જ્યારે વાંદરાનું સ્વરૂપ આપીએ ત્યારે આપણે માણસની ઉપર વાંદરાનું ચામડું જેવું સ્કીન લગાવવી પડે પછી વાંદરાની પૂંછડી લગાવવી પડે એના માણસના લાંબા વાળ કરવા પડે એ રીતે હું મારાં મનમાં ચિત્ર વિચારું છું અને હું મારા જે મારાં ચિત્રનાં સાધન હોય છે જેમકે મારો પેન્સિલ પેપર તેનથી હું ચિત્ર બનાવવાનું શરૂ કરું છું અને ધીરે ધીરે હું મારૂં આખું ચિત્ર પૂરું કરી નાખું છું તો આ રીતે કાંઈ હું મારૂં ચિત્ર બનાવું છું અને હું કોઈ જાતનું ઓનલાઈન તો હું પ્રયાસ તો નથી કરતો કોઈ ઓનલાઇનનું માત્ર માધ્યમ નથી કે જેનો હું ઉપયોગ કરતું હોય કારણ કે હું જે મારો ચિત્રનો અભ્યાસ કરું છું તેમાં અમારા ગુરુએ અમને એવું કીધું છે આપણે જેટલો આપણો મગજનો વધારે પ્રયાસ કરીશું ને તેટલું આપણાં માટે સારું રહેશે કેમકે કારણ કે કેવું છે કે આપણે કોઈ બીજા કોઈ માધ્યમથી કે ઓનલાઈન આપણે ચિત્ર બનાવવાનું શીખીએ તો એમાં એવું થઈ ગયું કે કોઇએ પહેલાં બનાવેલું હતું ને આપણે ખાલી એનું નકલ કરી છે બનાવવામાં એટલે આપણે આપણું કાંઇ જાતે બનાવીએ તો કાંઇ થઈ શકે કે આપણે બનાવ્યું છે આપણું ચિત્ર કળા છે આપણે એવું કહી શકીએ અને એવું ઓનલાઈન માધ્યમ તો નથી પણ હું નાનપણથી હું કાર્ટુન જોઉં છું ને એમાં નીન્જા ટટલ્સ કરીને એક કાટુન બહુ પ્રખ્યાત હતું તો એ કાર્ટુનમાં એવું હતું કે આ દેડ કાચબા આવે કાચબા એને માણસનું સ્વરૂપ આપવું હોય તો એ કેવા લાગશે એ કેવા દેખાશે એ કેવી રીતે આમ હાવભાવ હશે એ લોકોનો કેવી રીતે એ લોકો હલન ચલન કરશે વાતો કરશે તો ત્યારથી જ મને ખૂબ ગમતું હતું આ કાર્ટુન અને એમાંથી જ મેં આવી રીતે જાનવરો અને માણસોને મિશ્ર કરવાનું ચિત્ર બનાવવાનું વિચાર્યું હતું તો આ રીતે કાંઇ હું ચિત્રો બનાવું છું જેનાથી કે હું પ્રથમ તો હું મા ચિત્ર જે મારે બનાવવું હોય એ હું મગજમાં વિચારી જ લઉં છું અને ધીરે ધીરે કરીને હું એ ચિત્રને મારા પેપર પર પેન્સિલથી ઉતારતો જાઉં છું અને જ્યારે મારૂં ચિત્ર પૂરું થઈ જાય છે તો હું પહેલે તો ચિત્ર બરાબર ચકાસું છું કે ચિત્ર મારૂં બરાબર બન્યું છે કે નહીં અને જો લાગે કે મારૂં ચિત્ર આમ બરાબર બની ગયું છે તો હું ધીરે ધીરે મારા ચિત્રમાં રંગ ભરતો જાઉં છું કેમકે કે કારણ કે એવું લાગે કે રંગ વગરનું ચિત્ર છે ને એમ લાગે કે આમ કાંઇ સારું નથી લાગતું મને વધારે જો હું ચિત્રમાં રંગ ભરી દેતો હોઉં તો મને એમ લાગે કે મેં ચિત્રમાં આમ જાન નાખી દીધી છે એટલે હું ચિત્રમાં પછી રંગ ભરવાનો શરૂ કરું છું ને ધીરે ધીરે હું રંગ ભરીને ચિત્રને એવું કરું છું કે જાણે કે મેં એવું વિચાર્યું હતું મેં એવી રીતે જ મારા ચિત્રને બનાવ્યું છે તો હું આવી રીતે કાંઇ મારૂં ચિત્ર બનાવવાનું પૂર્ણ કરું છું